અહીંયા આપણે વાત કરીએ તો ખાસ કરીને શીખવાના હેતુથી તો બહુ ઓછું ફર્યાં છીએ પણ જાણકારી મેળવવી ખૂબ જ જરૂરી છે કોઈપણ વિસ્તારમાં જઈએ તો ત્યાંનાં વ્યક્તિઓ વિશે જાણવું પહેરવેશ જાણવો ખોરાક જાણવો એવી જ રીતે હું અહીંયા વાત કરું તો આપણે ડાંગ જિલ્લામાં છેલ્લે મેં જે વિઝિટ કરી તેમાં જંગલ વિસ્તાર આદિવાસી વિસ્તાર ખરેખર એ લોકોની રહેણી કરણી ખૂબ જ અલગ છે જે આપણે નોર્મલ ગુજરાતી લોકો જીવે છે સાડી પહેરવી જીન્સ પહેરવું ટોપ પહેરવું આવું મેં કશું જ નથી જોયું એ લોકો એમનાં પરંપરાગત રીતિ રિવાજો સાથે જીવે છે એ લોકોની પરંપરા પણ ખૂબ જ અલગ છે ખોરાક પણ ખૂબ જ અલગ છે માંસાહારી પણ છે શાકાહારી પણ છે ઘણાં લોકો તો એવાં છે કે જે પોતાનાં સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે પ્રકૃતિ પ્રેમી કે જે સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે કુદરત પાસેથી જે કુદરતી વસ્તુઓ મળી છે ખોરાકમાં એનો જ ઉપયોગ કરે છે અને પોતાના સ્વાસ્થ્યને જાળવી રાખે છે બીજી વાત કરીએ તો સાંસ્કૃતિક રિવાજો એ લોકાના બહુ જ અલગ છે એ લોકાનાં નૃત્ય મને ખૂબ જ ગમ્યાં જે ખરેખર આપણને શીખવે છે કે ભલે કામ કરતી વખતે અલગ હોય પણ વિશેષ કંઇપણ હોય તો એકબીજાનો સાથ જરૂરી છે સાથ હોય તો ખરેખર માહોલને વધારે રંગીન બનાવી શકાય છે અને બીજી વાત કરીએ તો એ લોકોનાં જે સંગીતનાં વાદ્ય સાધનો છે જે એ લોકો મોટેભાગે પ્રાણીઓનાં શિંગડામાંથી કે પથ્થરના કોઈપણ આકારમાંથી બનાવતા હોય છે જે વિશેષતમ જોવા મળ્યા અને એના સિવાય આપણે જે અત્યારે નોર્મલ એલ્યુમિનિયમ છે પ્લાસ્ટિક છે ફાઈબર છે આવાં વાસણોનો ઉપયોગ કરીએ છીએ પણ એ લોકો મોટે ભાગે માટીનાં વાસણોનો ઉપયોગ કરે છે જે ખરેખર આપણાં હેલ્થ માટે પણ સારાં છે અને ખરેખર એમાં એક ખાવાની અનુભૂતિ કંઇક અલગ છે મોટેભાગે આપણે જોયું હશે કે તેલવાળો ખોરાક ખાઈએ આ છે તે છે પણ એમાં એવું નથી હોતું અને એ લોકાનું મુખ્ય ખોરાકમાં જોઈએ તો શાક છે રાગીનો રોટલો છે જુવાર છે બાજરી છે આવા ખોરાક પણ ખાતા હોય છે એટલે ખરેખર આદિવાસી પરંપરાગત વિશે આપણને ઘણું ખરું જાણવા મળે છે જો એ વિસ્તારમાં જઈએ તો કોઈપણ વિસ્તારમાં જઈએ તો એની પરંપરા વિશે વધારે જાણવાની ઈચ્છા રહે છે એટલે પરંપરાને જાણવા માટે એવા વિસ્તારોના ફરવાનો શોખ રાખીએ છીએ અને જાણકારી મેળવી શકીએ બીજાને માહિતગાર કરી શકીએ કે આપણે જે જે સુવિધાઓને માણીએ છીએ ને એ સુવિધા વગર પણ આપણે જીવન જીવી શકીએ વાહનો વગર પણ જીવી શકીએ ચાલીને પણ આપણે જીવન આપણું આગળ લઈ જઈ શકીએ એટલે જીવનમાં સુવિધા જ બધું નથી હોતી પણ સુવિધા વગરનું જીવન પણ જીવી શકાય છે આવું એ વિસ્તારમાંથી મને જાણવા અને શીખવા મળ્યું છે